મારૂં નામ હિરેન વસાવા છે હું આણંદનો રહેવાસી છું અને મેં હાલમાં જ ફ્લિપકાર્ટ ઉપરથી આઇફોન થર્ટીન મંગાવ્યો હતો અને આજે હું એના વિષે જ વાત કરવા માગું છું મેં મારો આઇફોન થર્ટીન ઓનલાઈન પહેલી જાન્યુવારી એ એટલે કે આ વર્ષના પહેલાં દિવસે જ મેં મંગાવ્યો હતો અને એ વાત કરું એ પ્રોડક્ટની આઇફોનની તો સૌથી બેસ્ટ ફોન છે અને આ વરસનો લેટેસ્ટ ફોન છે વાત કરું એના કેમેરાની તો થર્ટીન મેગાપિક્સલ અને આઠ મેગાપિક્સલના પાછળ બે કેમેરા આવે છે બે ફલેસ છે અને સ્પીકરની વાત કરું તો સૌથી સ્ટેબલ અને ડોલબી એટમ્સ નું સ્પીકર આપે છે એટલે સૌથી બેસ્ટ વાત કરું ચાર્જિંગની તો થર્ટી થ્રી વૉલ્ટ એટલે કે થર્ટી થ્રી વૉટનું ચાર્જર આવે છે જે સૌથી સ્પીડમાં ચાર્જ થાય છે અને વાત કરું એના કેમેરા ને ફોટા ક્લેરિટીની તો એની તો વાત જ થાય એવું નથી અને સૌથી મને જો વસ્તુ સારી લાગી હોય તો એની સ્મૂદનેસ કે ફોન ચોંટે જ નહીં એમ એ રીતે એટલે એ વસ્તુ મને બહુ ગમી છે અને મારા જોબ માટે આઇફોન સૌથી બેસ્ટ છે